હાલો હા બોલો બોલો સાહેબ હંહં તોય ગાડી બુક કરવાની છે હા

હા ગાડી ફ્રી છે તમારે ક્યાં ક્યાં જવાનું છે અમદાવાદમાં એ મને જણાવશો હં હં

હં હં હા ઓકે

હા તો ઘણી બધી જગ્યા છે તમે તમે અફોર્ડ કરી શકશો આઠ હજાર રૂપિયા પ્રાઇઝ થશે પંદર દિવસની હા હા એમ થઈ શકશે વ્યાજબી એમાં છે એવું કે તમે પંદર દિવસ ભણો છો છો તો એમ તમે અલગ અલગ જગ્યાએ જશો તો નક્કી નથી તમારે હજી ગમે હજી ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ફરવું છે તો એમાં થોડુંક તો આઠ હજાર જેવું જ થશે પાંચસો રૂપિયા પર દિવસના ગણો તો જુઓ ને ગણો ને અપ્રોક્સિમેટલી ચારસો રૂપિયા થાય એમ ચારસો સાડી ચારસો રૂપિયા હં ગાડી ફૂલ એસી છે એસીવાળી છે તમતમારે અને ગાડી સિફ્ટ ગાડી છે હા એમ છે છ હજારથી ચાલુ છ હજાર છ હજાર હા હા હા હા હા તમને ફોન તમે મને કોન્ટેક્ટ કરજો પાછો તમે લોકેશન મોકલજો હું આવી જઈશ હા હા હા હા ઓકે ઓકે ઓકે ઓકે ઓકે હા હા ઓકે ચાલો